હા એ વાત તો સાચી જ છે કે ગુજરાતમાં સમય જતાં શિક્ષણ પ્રણાલી ઘણી બધી વિકાસ પામી છે આપણે ઘણા વર્ષો પહેલાંની વાત જોઈએ તો એવું બનતું કે દીકરીઓને તો કાંઈ ભણવાની જરૂર જ નથી અને દીકરાઓને મોટાભાગના ફેમિલી છે ઈ ભણાવવા માટે ભણવા માટે વધારે પ્રોત્સાહિત કરતા એના માટે પૈસા વાપરતા એના માટે બધી સાધન સુવિધા બધુ હતું પણ દીકરીઓ માટે ત્યારે કાંઈ શિક્ષણની એટલી વ્યવસ્થા નહોતી પણ છેલ્લાં થોડા વર્ષોમાં બની શકે કે દીકરા કરતાં દીકરી પણ એટલું જ અથવા એનાથી ક્યારેક વધારે પણ ભણી રહી છે તેનું મુખ્ય કારણ છે કુટુંબમાં એક જાગૃતિ આવી છે અને બધા પરિવારો એવું માને છે કે જેવી રીતે દીકરા શિક્ષણ લઈ શકે એવી રીતે દીકરી પણ એટલું જ શિક્ષણ લઈ શકે અથવા એનાથી વધારે પણ લે તો પણ કાંઈ વાંધો નથી અને એનું મેઈન કારણ એ છે કે ઘણી વખત પિતા છે એ પોતે પોતાનો વ્યવસાઈક ધંધો મીન્સ કે બાપ દાદા વખતનો ધંધો કરતા હોય અને તેના પછી તે જ વ્યવસાયમાં તેનો દીકરો બેસતો હોય ત્યારે દીકરી છે એ ધંધામાં નથી બેસતી હોતી પોતાનો વ્યાપાર બિઝનેસ પોતાના પિતાનો વ્યવસાય નથી અપનાવતી પણ જો તે ભણી હોય તો તે સારી નોકરી ચોક્કસ કરી શકે અને એટલા માટે અને દીકરીઓને પોતાને પણ એમ છે કે અમે વધારે આગળ વધી અને એક કુટુંબનું અમે પણ પૂરું કરી શકીએ અને આત્મનિર્ભર બનીએ તો જે આત્મનિર્ભર બનવાની વાત છે તે ખરેખર ખૂબ જ અગત્યની છે અને એના હિસાબે સ્ત્રીઓમાં એક આત્મવિશ્વાસ પણ જાગૃત થયો છે અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જ્યાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે જે લોકો સારા પર્સન્ટેજ મેળવે એમને ખૂબ સારી સ્કોલરશીપ વધી તેને આગળ મોકલવામાં આવે છે અને ફોરેન પણ મોકલવામાં આવે છે અને આ હિસાબે અત્યારે શિક્ષણિક ખૂબ જ આગળ વધી ગયું છે ઘણાં બધાં બાળકો સારું સારું શિક્ષણ મેળવી રહ્યાં છે તેમજ ખાસ કરીને પહેલા એવું હતું કે ગામડા ગામમાં સારી સંસ્થાઓ કે સારી શૈક્ષણિક સંસ્થાઓ પણ ન હોય ત્યારે અત્યારે એક જ ગામની અંદર સાવ નાનકડું ગામ હોય તો પણ એમાં ત્રણ ચાર શાળાઓ તો હોય જ છે ત્યારે શહેરની તો વાત જ શું કરવાની શહેરમાં તો એક એક વોર્ડમાં છ છ શાળાઓ હોય છે તો આમ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને જે લોકો પોતે પોતાની સારી કારકિર્દી બનાવી રહ્યા છે તે લોકો ખૂબ સારું શિક્ષણ મેળવે છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં જવા માટે પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે સાયકલની સુવિધા લેપટોપની સુવિધા બધું જ પૂરું પાડવામાં આવે છે અને આ માટે ઘણી બધી સંસ્થાઓ અત્યારે ઉપલબ્ધ છે અને આ સંસ્થાઓનો સતત એક જ પ્રયત્ન છે કે કઈ રીતે અમે અમારી સરકારને એક ઉપયોગી થઈએ અને વિદ્યાર્થીઓને પણ અમે ઉપયોગી થઈએ અને વિદ્યાર્થીઓને સારું સારું નોલેજ આપીને એ લોકો ભવિષ્યમાં એક ઉચ્ચ ડિગ્રી હાંસલ કરે અને આપણા દેશમાં આગળ વધી આપણા દેશનું અને પોતાનું નામ પણ રોશન કરે અને સાથે સાથે કુટુંબના ભરણપોષણ માટે પણ આ વિદ્યાર્થીઓ એટલાં જ ઉપયોગી બને તો આમ ખૂબ સારી શૈક્ષણિક પ્રણાલિકા અત્યારે વિકસી છે